નમસ્કાર મેં અત્યારે મારા ઓનલાઈન મેં જૂતાં મંગાવેલા હતાં એ ઓડર ઓર્ડરની ડિલવરી હજી મારા સુધી પહોંચી નથી એના મેં જૂતા મગાવ્યાં એના મેં પંદર દિવસ થઈ ગયા છે પરંતુ હજી મને ડિલિવરી મારા ઘર સુધી મળી નથી તે ડિલિવરી મને તે ડિલેવરીની સ્થિતિ મને જણાવશો તથા તો તે કેવી રીતે હું ટ્રેક કરી શકું એ મને જણાવશો હું અત્યારે મારી પાસે તે ઓડર ઓર્ડરની આઈડી નંબર છે તે ઓડર મારી પાસે આઈડી નંબર છે ટ્રેક નંબર છે દરેક વસ્તુ મારી પાસે અવેલેબલ છે તો તમે મને એ જણાવો કે હું આ ઓર્ડરને કઈ રીતે ટ્રેક કરી શકું અને મને એ પણ જણાવો કે મારા પાસે જૂતા કેટલા દિવસમાં મને મળી જશે અને હું એને જો મને જૂતા ના મળે તો એના માટે જે મેં પેમેન્ટ કરેલું છે તે મને પાછું રિટર્ન મળી જશે કાં તો પછી મારે બીજા જૂતા મગાવવા પડશે એ બધું જ મને જણાવશો પ્લીસ